હા હું ધ્યાન અને પ્રાણાયામ પણ કરું છું તે મારી યોગ ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે તે મારી શ્વસન ક્રિયા પર સારી એવી ઈફેક્ટ પડે છે જેથી હું શ્વાસ લાંબો સમય સુધી રોકી શકું છું અને મારું ધ્યાન કેન્દ્રિત કરી શકું છું કોઈપણ કાર્યમાં જ્યારે મન ના લાગતું હોય એવું બધા કહેતા હોય છે પણ જો આ યોગ કરીએ તો આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ કોઈપણ કામ કરતા હોય તો આપણું ફોકસ તેના ઉપર જ રહે છે જેથી યોગ મહત્વની ભૂમિકા ભજવે છે